હેલો

ના ના કૃણાલ નાયક ભાઈ બોલું છું

બરાબર છે શાબાશ ખૂબ સરસ જી ક્યારે આવો છો સર અને કેટલુ લોંગ લાસ્ટિંગ રોકાવાના છો તમે શાબાશ શાબાશ શાબાશ ખૂબ સરસ ખૂબ સરસ હુ તને સુરતનાં નવાં નવાં લોકેસન્સ બતાવીશ તમને સુરતની નવી નવી જગ્યાઓ બતાવીશ સુરતમાં કઈક શું જગ્યાએ શું નવું મળે છે બને છે તે દરેક વસ્તુ બતાવીશ તમે આવો સર તમારા બાળકોને લાવો પત્નીને લાવો તમે જાતે પોતે આવો પ્રગટ થાઓ હું તમને ઘણી બધી સ્થળોએ મુલાકાત કરાવીશ જી સર આવતા પહેલાં ચોક્કસપણે ફોન કરજો હું તમારી અહીંયા રાહ જોઉં છું ચોક્કસ ચોક્કસ સર ચોક્કસ કહીશ જી